હા હું રણજીતના પેરેન્ટ્સ વાત કરું છું મારે રણજીતને રજા માટે મારે વાત કરવીતી રણજીતને મારે ચાર દિવસ માટે રજા જોઈએ છે કેમકે બધા ફેમિલી ટ્રીપ માટે બાર જઈએ છે પંદર જાન્યુઆરી લઈને ઓગણીસ જાન્યુઆરી સુધી સર હાજરીનું હવેથી ધ્યાન રાખીશ વીસ જાન્યુઆરી પછી રજા નય પાડે રેગ્યુલર કોલે સ્કૂલએ આવશે અને એનું ભણવાનું એવું બધુ કેવું છે સ્કૂલમાં વર્તાવ બીજા સાથે સર મેડમ સાથે એવું બધુ કેવું છે સર પેલેથી જેને એકલું રેહવું બોવ ગમે છે બીજા કોઈ સાથે એટલું બધુ વાતબી નય કરે પેલેથી ન સારું સર એક તો હું ધ્યાન આપવી દઇસ અને બાકી એનું ફી ને એવું બધુ તો કમ્પ્લીટ આવે છે ને બરોબર હા સર એનું ધ્યાન રાખીશ એ ડિસરિસપેક્ટ નય કરે સર મેડમની અને એની રજા માટે મારે લખી ન આપવું પડશે કે એમનેમ ચાલશે સારું રજા ચિઠ્ઠી હું લખાય એની આજે હું મોકલાવી દઇશ સારું થેન્ક યૂ સર ચાર દિવસની રજા જોઈએ છે સારું સર થેન્ક યૂ